ગુજરાતી ભાષા સાહિત્ય કાવ્ય અને કળાત્મક અભિવ્યક્તિમાં ખૂબ જ ઉત્કૃષ્ટ રીતે વપરાય છે ગુજરાતી સાહિત્યનો દ્રષ્ટિએ વિવિધ પ્રકારના રચનાઓ અને શૈલીઓ છે સાહિત્ય નવલકથા અને વાર્તા ગુજરાતી નવલકથા અને વાર્તા મંડલમાં ખ્યાતનામ લેખકો જેમ કે ઘીમીચંદ મુર્શી નર્મદ અને ક્રિશ્નકુમાર મજમુદારના નિર્માણોની ભવ્ય વિખ્યાતી છે તેમની રચનાઓમાં ગુજરાતી સમાજ સંસ્કૃતિ અને સતયુગની કલ્પના સંપ્રદાયને અભિવ્યક્ત કરવામાં આવ્યું છે ગુજરાતી ભાષામાં ઘણાં સામ્યક સામયિકો અને અખબાર છે જે સાહિત્ય સુન હવાવટ અને યથાતમુલક લેખક માટે જાણીતાં છે કાવ્ય ભજન અને શ્લોક ગુજરાતી ભાષામાં પૌરાણિક કાવ્યો ભજન અને શ્લોક ઘણાં છે જેમ કે નરસિંહ મહેતાની કાવ્ય શૈલી અને મીરાંબાઈની ભજનમાળા કવિ જેમ કે સુલખીચિંતક ઉગમ તળપદ અને ડોમૈયા આર્યા જેમણે સમાજના વિષયો પર પોતાની રચનાઓ લખી છે નાટક રંગમંચ ગુજરાતી રંગમંચ પર લોકપ્રિય નાટકો અને મનોરંજનાત્મક મંચ ઉપર રજૂ થતી કલાત્મક રચનાઓનો આરંભ થાય છે નાટ્યકાર જયંતિ દલાલ અને વિશ્રામ સાહનાન નાટકો આમાં ઉમેરાય છે ગુજરાતી નૃત્ય શૈલીઓ જેમ કે ગરબા અને દાંડિયા સાથે સાંજના કાર્યક્રમો કલાત્મક કલાત્મક અભિવ્યક્ત અને રજૂઆત કરે છે લોકકલાઓ ગરબા અને દાંડિયા આ પૌરાણિક કલારૂપો માળા માત્ર સામાજિક મેલ મિલાપ માટે નહીં પરંતુ અભિવ્યક્તિ માટે પણ મહત્વપૂર્ણ છે પ્રાચીન સંસ્કૃતિ પ્રવૃત્તિઓ અને અદ્ભુત સંગીત શૈલીઓ જેમકે વાઘેલાની કાવ્ય કૃતિ ગુજરાતી સમાજના લોક કલા માટે મહત્વપૂર્ણ છે ગુજરાતી ભાષાની આ વિવિધતાઓ એ ભાસાના સાંસ્કૃતિક અને કલાત્મક મોટેરા વિસ્તારને દર્શાવે છે